મારું એવું માનવું છે કે કોઈ પણ લખાણ હોય પછી ભલે તે વાર્તા હોય ટૂંકી વાર્તા હોય નવલકથા હોય કે પછી કવિતા જ કેમ ના હોય એ સંવાદ કવિતા હોય છે પાત્ર છે એ કોઈ પણ એક લેખનનું છે ને અભિન્ન અંગ હોય છે પાત્ર દ્વારા જ કોઈ એક લખાણ આગળ વધતું હોય છે માનો આપણે નવલકથાને ઉદાહરણ તરીકે લઈએ તો નવલકથામાં જે મોટા ભાગની જે ભૂમિકાઓ ભજવતા હોય અને પાત્રો જ હોય છે નવલકથાના અને એક લેખક એટલી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખતો હોય છે પાત્રને બનાવતી વખતે કે એ પાત્રની સામાજિક સ્થિતિ શું છે એ પાત્રની આર્થિક સ્થિતિ શું છે એ પાત્રની બોલવાની શ શૈલી કઈ રીતની છે અને આ બધા ઉપરથી જે પાત્ર નક્કી થતું હોય છે કે મારું પાત્ર છે માનો કે હું એક લેખક છું અને જ્યારે હું કોઈ એક પાત્ર તૈયાર કરતો હોઉં મારા લખાણ માટે ત્યારે હું ઘણી બધી વસ્તુને ધ્યાનમાં લઉં છું કે સમાજમાં શું ચાલી રહ્યું છે ઘણાં બધાં સમાજના સમાજના એવા લોકો હોય કે હું જેને ધ્યાનમાં લઉં અને એમને નિરખીને હું મારું પાત્ર તૈયાર કરું ઘણી વખત એવું બનતું હોય કે મને કોઈ વિચાર આવ્યો હોય તો એના ઉપરથી હું મારું પાત્ર તૈયાર કરું અને એ પાત્ર કઈ રીતે વીક વિકસશે એની પણ એક શૈલી હોય છે બધાં લેખકોની અલગ અલગ શૈલી હોય છે ઘણાં લેખકો એવા છે કે જેમને કોઈ વિચાર આવ્યો હોય કે હું મારું પાત્ર આ રીતનું હશે અને લોકોને એમના પાત્રને એવડી જગ્યા આપી હોય એમના લખાણમાં ઘણી વખત એવું બનતું હોય કે કોઈ એક લેખક છે તો એમણે સમાજમાં જોયું હોય કે કોઈ એક જીવંત ઉદાહરણ છે તો એમને જ એને પાત્રમાં જ ઉતારી દીધા હોય અને જીવંત ઉદાહરણને જ એમને પાત્રમાં એટલી જગ્યા આપી દીધી હોય એમના લખાણમાં કે એ જ એક અભિન્ન અંગ બની જાય છે લખાણનું અને ખાસ કરીને રસપ્રદ રસપ્રદ પાત્રો ત્યારે જ બને છે જ્યારે કોઈક લેખક છે એ દૂરનું વિચારે છે કે આ મારું પાત્ર છે હું એને એટલી જગ્યા આપીશ મારા લખાણની અંદર કે એ એ સમય સમયાંતરે એમના લખાણની અંદર જ વિકસતું રહેશે આપણે નવલકથાને ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ એક નવલકથા હોય એની અંદર તો ઘણાં બધાં પાત્રો હોય છે પણ બધાં પાત્રો ને એકસરખી શૈલી નથી મળતી કે બધા પાત્રોને એકસરખી જગ્યા નથી મળતી એમની જાતને વિકસાવવા માટે ઘણી વખત જે મોટા મોટા નવલકારો છે એ લોકો એમના આપણે જોઈએ તો અત્યારે અંગ્રેજીમાં જોઈએ તો શેક્સપિયર છે તો શેક્સપિયરના ઘણાં બધાં એવાં પાત્રો છે જેને લોકો યાદ કરે છે જેમ કે હેમ્લેટ થઈ ગયો ઓથેલો થઈ ગયો કે જ્યુલિયા સીઝર થઈ ગયો કે થઈ ગયો તો આ બધાં પાત્રો એવાં છે કે જે રસપ્રદ છે કારણ કે શેક્સપિયરે એના લખાણની અંદર એ બધાં પાત્રોને એટલી જગ્યા આપી હતી કે એ લોકો જ્યાં સુધી નવલકથો અંત થાય ત્યાં સુધી એક કે બીજી રીતે વિકસી શકે હવે એક લેખકે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે જયારે પાત્રોને ચોપડા પર ઉતારવા માંગતો હોય ત્યારે કે પાત્રોને લખાણમાં ઉતારવા માંગતો હોય ત્યારે બીજી ઘણી વસ્તુઓ પણ પાત્ર સર્જન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી હોય છે જેમ કે કોઈ આપણે ઉદાહરણ લઈએ તો કોઈ એક પાત્ર છે કે જે ઘરનો નોકર કે નોકરાણી છે તો એમની શૈલી છે કે એમની જે ભાષા છે એમની જે રહેણીકરણી છે એ કોઈ એક રાજા જેવી નહીં હોઈ શકે અને કોઈ એક રાજા છે તો એની જે બોલવાની રીત છે એની જે વર્તન છે એમની જે એમનું જે રોજનું કામકાજ છે એ કોઈ નોકર જેવું નહીં હોઈ શકે તો એક લેખક છે તો એને ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે જ્યારે કોઈ એ સમાજમાં સમાજનું કોઈ પાત્ર બનાવતો હોય છે કે કોઈ સમાજલક્ષી પાત્ર બનાવતું હોય છે તો ત્યારે પણ એને વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે સામાજિક વ્યક્તિ છે તે રાજકારણી કરતા અલગ રીતે હોઈ શકે કે રાજકારણીની જે બોલવાની રીત હોય રાજકારણી જે રીતે એમનું એમનું જે રીતનું વર્તન હોય છે એ સામાજિક વ્યક્તિ કરતાં અલગ હોય છે અને સામાજિક વ્યક્તિનું રાજકારણી કરતા અલગ હોય છે તો એમનું પાત્ર કઈ રીતે વિકસે છે સમયાંતરે એ બધી વસ્તુઓ જ એક પાત્રને રસપ્રદ બનાવે છે અને જો મારું પોતાનું ઉદાહરણ લઉં તો હું જ્યારે પાત્રનું સર્જન કરતો હોઉં તો ત્યારે મારી બે રીત છે ક્યાંતો મને વિચાર આવ્યો કોઈ પાત્રનો કે આ પાત્ર મારું આ રીતનું હશે કે માનો કે મારું આ પાત્ર છે તો રાજાનું હશે તો એ મારા વિચારોને આધારે હું એ રાજાનું એ પાત્રને વિકસ વિકસાવવાનો પ્રયત્ન કરીશ કે આ રાજા છે તો એ અહીંથી લઈ અને જ્યારે મારી મારા લેખનનો અંત થશે ત્યાં સુધી એ રાજા છે એનું પાત્ર કેટલું વિકસશે એ મારા વિચાર પર આધાર રાખે છે ઘણી વખત એવું પણ બનતું હોય બીજી મારી એ રીત છે કે હું જ્યારે સમાજમાં જતો હોઉં બહાર અને હું કોઈ એવા એક વ્યક્તિને જોઈ જાઉં કે જેનું પાત્ર મને આકર્ષે એના તરફ તો ઘણી વખત એવા પાત્રોને પણ જીવનની અંદર ઉતારી લઉં એમની જીવનશૈલી જાણીને કે આ લોકોની જીવનશૈલી આવી છે તો એ પાત્ર પણ સમયાંતરે એનો પછી મારા વિચારોને આધારે હું એમને વિકસાવી શકું કે પાત્ર મારું આ રીતનું હતું અને હવે મારી નવલકથાનો કે જ્યારે મારે કોઈ એક લેખનનો જ્યારે અંત આવશે ત્યારે આ પાત્ર આમાં વિકસ વિકસિત થઈ ગયું હશે અને પાત્રસર્જન કરતી વખતે તો ઘણી બધી વાતો ધ્યાનમાં રાખવાની હોય છે કે મેં કીધું કે એ પાત્રની જે સામાજિક સ્થિતિ છે જે આર્થિક સ્થિતિ છે એનું જે માનસિક પરિસ્થિતિ છે એ બધી વસ્તુઓ તમારા લેખનને આધારે આધાર રાખે છે એમાં બે બે બે ભૂમિકાઓ નિભાવતા હોય છે એક તો તમારું લેખન છે એ અને તમારું પાત્ર છે એ હવે તમારું લેખન શેના ઉપર છે એના પર પણ આધાર રાખે કે તમે નવલકથા શેના ઉપર લખવા માંગો છો શું એ નવલકથા કરુણ છે શું એ નવલકથા એ કોઈ એક રાજકીય પક્ષને રિલેટેડ છે મતલબ કે કે કોઈ એક રાજકીય પક્ષને આધારિત છે કે જેમાં તમે દરબારની અને રાજાઓની વાત કરવાના છો તો એની અંદર તમારે એ રીતના પાત્રો ઉતારવા પડે પછી કોઈ કરુણ નવલકથા હોય તો એ રીતના પાત્રો ઉતારવા પડે કોઈ એક સ્ત્રી લક્ષી નવલકથા હોય તો એની અંદર એ રીતના સ્ત્રીનાં પાત્રો ઉમેરવાં પડે કે જેની અંદર સ્ત્રીઓ માટે વધારે જગ્યા હોય સ્ત્રી પાત્રો માટે વધારે જગ્યા હોય અને પુરુષ પાત્રો માટે ઓછી જગ્યા હોય તો આવી બધી ઘણી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવાની હોય છે જ્યારે તમે કોઈ એક પાત્રનું સર્જન કરતા હોય ત્યારે